હેલો રેલીગેર કંપનીમાંથી બોલો છો ગયા અઠવાડિયે મારા હસબંડને સર્જરી કરાવી હતી એમાં મને કેશ લેસ મળ્યું નહીં એટલા માટે મારે પૈસા ચૂકવવા પડ્યા એટલે ઘણો બધો ખર્ચો થઈ ગયો છે મે બહુ ટ્રાય કર્યો કે કેશ લેસ થાય પણ કંઈ કેશ લેસ થયું નહીં એટલે મારે ઘરના પૈસા લેવા પડયા એટલા માટે મારે ચેક કરવું હતું મેં બધા ડોક્યુમેન્ટ્સ ત્યાં આપ્યાં છે પણ કંઈ કશું હજુ રિફન્ડ થયું નથી અને મને કઈ બી આન્સર પણ મળ્યો નથી કે શું થશે ને ક્યારે મળશે એ બધી એટલે મારે તપાસ કરવી છે કે ક્યાં સુધી મને આ બધું પેમેન્ટ મળશે અને એમાં અને કપાત થશે કે કેટલું એ બધું જાણવું છે અને તમે જલ્દી મને આનું કહો તો મને ખબર પડે